આમ જોવા જઈએ તો મને બહાર કરતાં ઘરનું ખાવાનું જ પણ વધારે પસંદ છે અમુક ચટપટી વાન વાનગીઓ જેમકે પાણીપૂરી પાઉંભાજી એ બધું મને ભાવે છે પણ બને ત્યાં સુધી એ બધી વસ્તુઓ હું ઘરે ખાવાનું જ પસંદ કરું છું પણ આ તો પ્રશ્ન આવ્યો છે કે તમે બહાર હોટલમાં કે ધાબા પર શું ખાવાનું ગમે છે તો એનો જવાબ હું આપીશ કે મને સાઉથ ઇંડિયન આઇટમો જેમ કે મેંદુવડા ઇડલી ઢોંસા ઊત્તપમ એ ગમે છે એક તો એ ફ્રેશ હોય એટલે આપણે સવારે બોરો નાખ્યો અને સાંજે એ વસ્તુ તૈયાર એમાં હેલ્થ અને હાઇજિનનું પણ ધ્યાન રાખવામાં આવે છે તેમાં મેંદો કે એવી કોઈ વાનગીઓ આવતી નથી કે જેના લીધે આપણી સેહત ખરાબ થઈ શકે એટલા માટે મને ઢોંસા મેંદવડા ઇડલી ઉત્તપમ એ બધી વસ્તુઓ ખાવાનું પસંદ છે એની સાથે બનેલી વાનગીઓ જેમ કે ચટણી સાંભાર રસમ એ બધી વસ્તુઓ પણ મને બહુ ભાવે છે સાંભાર હું કોઈ કોઈ રેસ્ટોરન્ટ છે જેમ કે હું જામનગરની એક હોટલમાં ગયો તો એનો નામ છે આરામ રેસ્ટોરન્ટ તો ત્યાંનું મને ત્યાંનું ઇડલીનું સાંભાર અને ચટણી બંને બહુ સ્વાદિષ્ટ લાગ્યા હતા સાંભાર પણ બને ત્યાં સુધી હું ઘરનો જ પસંદ કરું છું પણ બહાર આ હોટલ આરામ છે પછી એક બજરંગ ઢોંસા સેન્ટર છે એ પણ જામનગરમાં જ સ્થિત છે ત્યાં અમે મેંદુવડા અને ચટણી ખાતા હતા હવે વાત કરીએ કે આ વસ્તુઓને શા માટે ખાવાનું બહાર પસંદ છે એક તો એ આપણે સવારે પણ ખાઈ શકીએ બપોરે પણ ખાઈ શકીએ અને રાત્રે પણ ખાઈ શકીએ એટલે આપણે એને એઝ અ નાસ્તો પણ ખાઈ શકીએ અને એઝ અ જમવાનું પણ લઈ શકીએ એ વસ્તુઓ પાચનમાં પણ સારી છે અને આમાં કોઈ પણ આપણે વસ્તુઓમાં મેંદો કે પછી એવી એકેય અખાદ્ય પદાર્થોનો ઉપયોગ થતો નથી જ્યાં પણ જઈએ ત્યાં આપણને આ વસ્તુઓ ફ્રેશ મળે છે એટલે હેલ્થની દૃષ્ટિએ પણ આ બેસ્ટ છે તે માટે મને સાઉથ ઇંડિયન આઇટમો જ વધારે ગમે છે હા કોઈ કોઈ વાર એવું થઈ જાય કે હું પાણીપુરી કે પાઉંભાજી પણ બહાર ખાઈ લઉં પણ પાઉંભાજી સાથે જો ભાજીની સાથે આપણે પરોઠાનું સેવન કરીએ તો એ ઉત્તમ છે પંજાબી વાનગીઓ પણ મને ભાવે છે પણ જો સૌથી વધારે સારું ખાવાનું ભાવતું હોય તો એ સાઉથ ઇંડિયન આઇટમો જ છે હું એક વાર બેંગલોર પ્રવાસે ગયો હતો ત્યાં મેં ઢોંસા સાથે રસમ ખાધો તો એ બહુ સ્વાદિષ્ટ લાગ્યો મને એ હું ગુજરાતનો હોવા છતાં મને સાઉથ ઇંડિયન વસ્તુઓ ભાવે છે હું સવારે નાસ્તામાં બપોરે જમવામાં સાંજે નાસ્તામાં કે રાત્રે જમવામાં ગમે ત્યારે હું સાઉથ ઇંડિયન વાનગીઓનું સેવન કરી શકું છું એનાથી મને હેલ્થ બાબતે કોઈ દિવસ કોઈ સમસ્યા થતી નથી અને તે પાચન થવામાં પણ બહુ સરળ છે એટલા માટે થઈને મને આ બધી વા વાનગીઓમાં સૌથી વાનગી પ્રિય હોય તો એ ઢોંસા છે તે બનાવામાં પણ સરળ છે અને સ્વાદિષ્ટ છે અને તે આપણી સ્વાસ્થ્ય માટે પણ બહુ સારું છે